હા અમારા ખાણાંનો ભાગ લેવા જઈએ તો કહીએ તો શિરો લાપસી એ બે લાપસી લઈ લઈએ આપણે લાપસી બનાવે છે લાપસી બનાવવા માટે ખાંડની તો જરૂર પડે છે લાપસી એ કોઈ શુભ પ્રસંગે કે ત્યારે બનાવવામાં આવે છે શુભ પ્રસંગમાં લઈએ તો મોં આપણું મીઠું કરવા માટે લાપસી તરીકેનો તેનો ઉપયોગ કરી શકાય છે હા એ લાપસી બનાવા માટે ખાંડનો વધારે ઉપયોગ થાય છે લાપસી બી લાપસી બી ગુજરાતીઓમાં જોવા જઈએ તો લાપસી વધારે બનતી હોય છે